મેં બુક્સ ઘણી વાંચેલી છે અને એમાં ખાસ કરીને હરકિશન મહેતાની બુક્સ ઘણી વાંચેલી છે પછી કલાપી વિષેની જે બધી કવિતાને એનું લેખન છે એ પણ મેં ઘણું વાંચ્યું છે ને કલાપી વિષે મને ખૂબ જ માન છે કે કલાપી અમારા અમરેલી જીલ્લાના લાઠીના રહીશ હતા અને એણે એટલું નામ બનાવ્યું છે એ જ રીતે રમેશભાઈ મહેતા કે જે રમેશભાઈ પારેખ પણ એવા હતા કે જે અમરેલીને નામ રોશન કરેલું છે અને આજે પણ માણસો યાદ કરે છે ને અમરેલીમાં એક રોડ પણ એના નામનો બનાવેલો છે એટલે રમેશ પારેખ પણ અમરેલીના એક હીરો બની ગયા છે એવી રીતે કલાપી સારા હરકિશન મહેતાની બુક ઘણી વાંચી છે એમ હું તમને કહું કે હરકિશન મહેતાની બધી જે નોવેલ છે એ તો આપણા જીવનને ખુબજ સારી રીતે જીવવું અને કઈ રીતે જીવવું એમાંથી ઘણું માર્ગદર્શન મળે એવું છે એટલે બુક છે એ વાંચવી અને કોઈને વંચાવવી ને કોઈને દેવી એ મને ખુબજ ગમે છે અને એ બધાંય લેખકો વિષે મને ખુબજ માન છે અને તે રીતે અમને એ બધાંય લેખકો કાયમ યાદ રહે છે